ગુજરાતી જે છે તે માતૃભાષા છે જે આપણા દેશની માતૃભાષા છે માતૃભાષા માત્ર સંચાનું સાધન નથી તે આપણને આપણા રાષ્ટ્ર સાથે જોડે છે તે મારું માનવાનું જે છે તે છે કે ગુજરાતી ભાષા જે છે તે દેશભક્તિની લાગણીઓને પ્રજ્વલિત કરે છે તે વ્યક્તિની ભાષા આ અને સંદેશાવ્યવહાર કૌશલ્યના મૂળ તરીકે સેવા પણ આપે છે અને એક નિપુણ વાતચીત કરનાર તેની માતૃભાષા પ્રત્યે એટલા જ સંવેદનશીલ હોય છે જેટલા તેઓ વિષય પ્રત્યે હોય છે માતૃભાષાનું આપણે માનીએ તો ગુજરાતીના ગુજરાતી લોકો જે છે તેની ભાષા જ છે તે અનેક તે એકદમ મીઠી ભાષા હોય છે તે સાંભળતા આપણને સાંભળવું પણ સારું લાગે છે પણ અત્યારના સમયમાં શું છે કે આજે બાળકોને જે છે અંગ્રેજી માધ્યમની શાળામાં મુકવા માટેની જાણે કે ફેશન થઈ ગઈ છે ગુજરાતીઓ લોકો પણ એમ જ માને છે કે જાણે તેઓ તેના નાના મોટા શહેરોના વાલીઓ તો જાણે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં જ પ્રવેશ આપવા માટે આકાશ પાતાળ એક કરતા હોય તેવું આજે બની ગયું છે તો આવા સમયમાં પ્રશ્ન થાય કે બાળકોને માતૃભાષા દ્વારા શિક્ષણ આપવું જોઈએ કે અંગ્રેજી ભાષા દ્વારા પણ એવી જ રીતે મારું કહેવાનું એમ છે કે અત્યારે આપણે ત્યાં આજકાલ પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાનું લોકોનું જે છે તે ઘેલું અત્યંત વધી ગયું છે પરંતુ ગુજરાતી ભાષા વગર આપણે જોઈએ તો અંગ્રેજી પણ ન શીખી શકાય મારું માનવાનું એટલું છે ગુજરાતી ભાષા તે ગુજરાતના લોકોની જે છે તે મીઠી વાણી છે તેના વગર તો મીઠાશ આવે નહીં કે આપણે જે છે તે ગુજરાતના ગુજરાતી ન બોલે તો પછી એનો મતલબ કાંઈ નહીં અંગ્રેજી જરૂર છે જ પરંતુ જ્યાં સુધી આ માતૃભાષાનું શિક્ષણ બરાબર ન મળે ને ત્યાં સુધી અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવવું પણ અશક્ય નહીં તો અઘરું જ છે કેમ કે કોઈ પણ ભાષા જે છે તેમાં ગુજરાતી માધ્યમ દ્વારા જ સરળતાથી શીખી શકાય છે આપણે જ્યારે ગુજરાતી આપણે જ્યારે અંગ્રેજી પણ બોલવાનું જ્યારે શીખવું હોય તો આપણે ગુજરાતીમાં તેને આપણે તેને રૂપાંતર કરવું પડે પહેલાં તો આપણા જે વિચારોનું આપણી લાગણીઓનું જે આદાનપ્રદાન આપણે માતૃભાષા જ રીતે સારી રીતે કરી શકીએ છીએ કેમ કે માતૃભાષાના માધ્યમ દ્વારા જ આપણે ગણિત વિજ્ઞાન ટેક્નોલોજી સામાજિક વિજ્ઞાન વગેરેનું જ્ઞાન પણ સારી રીતે મેળવી શકીએ એટલે અત્યારે આપણે જોઈએ તો આમાં ગુજરાતના એવા ઘણા ખરા એવા શબ્દો જે છે તે આપણા ગુજરાતીઓની ભાષા જે છે તેને આકર્ષિત બનાવે છે